હા મને યાદ છે આઠ અગિયાર બે હજાર બે પાંચ અગિયાર બે હજાર સાત એકવીસ સાત બે હજાર આઠ એકવીસ છ બે હજાર ઓગણીસ અને પચીસ ત્રણ બે હજાર છ